આપણે અહીંયા કોઈ પણ સ્પોર્ટ્સ કે કંઈ પણ વિદ્યાર્થી અન એમાં પાર્ટિસિપેટ કરવું હોય ક્રિકેટ ચેસ માર્શલ આર્ટ સ્વિમિંગ રનિંગ જે કંઈ પણ હોય એમાં સૌથી વધારે જો સ્ટાર્ટ કરવો હોય સૌથી પહેલાં તો પોતાની સ્કૂલમાં પહેલો નંબર આવો કે બીજો ત્રીજો આવો જરૂરી છે અને સ્કૂલ લેવલથી એ વસ્તુને અહીંયા કોઈ સંસ્થા હોય જેમાં ગવમેન્ટ સ્પર્ધકોને ચાન્સ આપે અને ડીસ્ટ્રીક લેવલ પર જે લોકો સિલેક્ટ થાય છે એ લોકો પછી સ્ટેટ લેવલમાં સિલેક્ટ થાય છે સ્ટેટ લેવલમાં બધા જ લોકો સ્ટેટના લોકો આવે છે અને એમાં સિલેક્શન થયા બાદ નેશનલ લેવલ પર એ લોકો જાય છે નેશનલ લેવલ પર સિલેક્ટ થાય અને એ લોકો પછી ઇન્ટરનેશનલી રમીને એ લોકો વિજય પામે તો આનો વિકાસ ઇન્ડિયાનો વિકાસ થઈ શકે એવો છે સૌથી વધારે ઈમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ નાની સિટીમાં કે સ્કૂલમાં સ્પર્ધકોને ગવમેન્ટે સાથ આપવા જોઈએ અને એમને પ્રોત્સાહન આપવા જોઈએ કે રીતે એ લોકો સ્પોર્ટ્સ અને આગળ વધવાનો પ્રેરણા આપવા જોઈએ જેનાથી બાળકો પણ વધારે ઇન્ટરેસ્ટ લઈને એમાં ધ્યાન આપી શકે ભણવાનું તો હન્ડ્રેડ પરસન્ટ છે જ પણ અમુક સમયે જેમાં રમતના ટાઈમે જો સ્પોર્ટ્સમાં પણ આપીએ તો સ્પોર્ટ કોટાના દ્વારા સારી જગ્યાએ એડમિશન પણ મળે છે અને વધારે નામ પણ રોશન થઈ શકે છે એના માટે સૌથી વધારે આ બધી વસ્તુમાં પણ ધ્યાન આપવા જોઈએ જેનાથી નેશનલને પછી ઇન્ટરનેશનલ લેવલ પર સિલેક્ટ થાય તો દેશનું નામ રોશન થઈ શકે